ગુજરાતીમાં શિક્ષણપ્રણાલી હકીકતે જોવા જઈએ તો ભારતીય શિક્ષણ એ ગુરુકુળ પરંપરાનું શિક્ષણ હતું જ્યાં રાજા અને રંક સાથે એક જગ્યાએ શિક્ષણ મેળવતા ગુરુકુળ પરંપરાનાં શિક્ષણની દૃષ્ટિએ ગુજરાત પણ જે તે સમયે અગ્રેસર હતું વલભી વિદ્યાપીઠ એ ગુજરાતનાં શિક્ષણનો સિંહસ્તંભ વર્તમાન સમયમાં ગુજરાતની શિક્ષણપ્રણાલી મેકોલોનાં શિક્ષણ સ્તરથી વધુ આગળ નથી આવી ઘણાં બધાં પડકારો છે પડ એ પડકારો હવે નવી રાશિ શિક્ષણ નીતિમાં દૂર કરવાના અવસરો પણ સાથે લાવે જ છે હાલ શાળાનું સ્તર દિન પ્રતિદિન ખૂબ આગળ આવી રહ્યું છે છેલ્લા વર્ષોમાં તો સરકાર દ્વારા તમામ શાળાઓને સ્માર્ટ ક્લાસ આપવામાં આવ્યા તમામ શાળાઓ આજે ટેકનોલોજીનાં માધ્યમથી એકબીજા સાથે જોડાઈ રહી છે તમામ તમામે વર્ગખંડોની અંદર સ્માર્ટ લર્નિંગ દ્વારા બાળકોને નાં સર્વાંગી વિકાસને સંસ્પર્શવામાં આવે છે એવું બની શકે કે કેટલીક જગ્યાએ ઉણપ હોય પરંતુ ગુજરાતનાં શિક્ષકો અને સરકાર દ્વારા એક સૂત્રનો પ્રયાસ એવો રહ્યો છે કે તમામ બાળકોનો સર્વાંગી સ્તરે વિકાસ થાય અને આ માટે માત્ર શાળાકીય શિક્ષણ નહીં પણ રમતગમતનું મેદાન હોય કે પછી સંસ્કૃતિ સાથેનો સંસ્પર્શ હોય શાળાનાં બાળકોને આ બધું જ મળે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે અભ્યાસક્રમની બાબતમાં કેટલીક જગ્યાએ હજુ પણ આપણે વધારે ને વધારે મેકોલો નીતિને અનુસરીએ છીએ અભ્યાસક્રમની ક્રમિકતા કંઈક જગ્યાએ તૂટે છે પણ ધીરે ધીરે પાઠ્યપુસ્તક મંડળ પણ એ બાબતે ખૂબ જાગૃત બની રહ્યું છે પહેલાં માત્ર ચુનંદા શિક્ષકોને જ અથવા સિલેક્ટ થયેલા શિક્ષકોને જ અભ્યાસક્રમ સમિતિમાં બન એને બદલે હવે પ્રત્યેક જગ્યાએથી જેમની પાસે પૂરેપૂરું શિક્ષકનું જ્ઞાન છે અને જે મેરીટ ગુણવત્તાનાં ધોરણે શિક્ષણનાં ખ્યાલોને પરિવર્તિત કરવા માટે અથવા બાળકોને જે આપવાનું છે એના માટે પ્રથમ ક્રમે રહ્યા છે તેવા શિક્ષકોને બોલાવીને અભ્યાસક્રમ ઘડતર થઈ રહ્યું છે છતા પણ કેરીકુલમમાં પર્યાવરણ વનસંરક્ષણ પ્રકૃતિ સાથેનું સંબંધ ટ્રાફિકનાં નિયમો વગેરે બધાં કે કેટલાક એવા ખ્યાલો છે કે જેને આપણે વધારે મહત્ત્વ આપવું રહ્યું ગુજરાત શિક્ષણમાં કેટલીક અભ્યાસક્રમની બાબતમાં સમસ્યા હજુ દેખાઈ આવે છે દાખલા તરીકે વોકેશનલ શિક્ષણ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનાં સંદર્ભે અનિવાર્ય કર્યું પણ વોકેશનલ શિક્ષણ ની સાથે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ત્રી ભાષા ફોર્મુલા આપી કે ત્રી ભાષાનાં વિકલ્પે દસમાં ધોરણે વોકેશનલ શિક્ષણ દાખલ કરવામાં આવ્યું અને પરિણામે આંતરભેદ સ્થાપિત થાય અને તેથી અભ્યાસક્રમ સંબંધિત પ્રશ્નો ઉદ્ભવે હજુ ગુજરાતનાં પાઠ્યપુસ્તકો એનસીઆરટી સમકક્ષ તો છે જ પરંતુ મેટ્રો સીટીમાં ભણતા બાળકો અને ગ્રામ્ય બાળકો આ બન્ને વચ્ચેનાં તફાવતને દૂર કરી શકતા નથી આજે ગ્રામ્ય સ્તરનાં બાળકોનું શિક્ષણ જોવા જઈએ તો શહેરી બાળકો કરતાં બંને વચ્ચે ઊંડી ખાઈ બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે આ જે એજ્યુકેશન ગેપ છે એને નિવારવું ખૂબ જરૂરી છે જ્યાં સુધી આપણે એને નિવારી નહીં શકીએ ત્યાં સુધી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત નહીં થઈ શકે અને પરિણામે ગ્રામ્ય સ્તરમાં રહેલો એજ્યુકેશન ગેપ દૂર કરવા માટે આપણે કેટલાંક પ્રયોગલક્ષી શિક્ષણ તરફ આગળ વધવું પડશે આજે શિક્ષણની મેથડમાં ટેકનોલોજીની ક્રાંતિને કારણે ધરમૂળમાંથી ફેરફાર થયો છે પરંતુ કોરોનાનાં સમયને કારણે જે ગેપ આવેલો છે એ ગેપ શાળાનાં સ્તરને પણ અસરકર્તા રહ્યો છે અને પરિણામે અભ્યાસક્રમ પણ એવો નિર્માણ કરવો જોઈએ કે જેથી ગ્રામીણ સ્તર અને મેટ્રો સિટીનાં સ્તર વચ્ચે નો જે એજ્યુકેશન ગેપ છે એને આપણે દૂર કરી શકીએ કારણ કે શિક્ષણનો અંતરીમ હેતુ તો સર્વાંગી સ્તરે સર્વાંગી વિકાસનો જ હોવો રહ્યો અને તેથી આપણે કેટલાક પ્રયોગો અનિવાર્ય રૂપે કરવા જરૂરી છે